શું કરે ભાઈ મજ્જામાં આવે આપડે એન માટે ફોન કર્યો તો કે મારે મારી વાઈફને કરવાનું છે તો પંદર દિવસનું છે આપડે મારે પંદર દિવસ જવું છે મેજર કંટ્રીઝ મારે ટ્રાવેલ કરવી છે જેમકે હું તમને કહું તો એક લંડન છે જર્મની છે પ્રંસ છે પછી ફિનલેન્ડ જવું છે પેલી લાઇટ જોવા અને આપડે લકજાહમ બગ જવું છે સ્વ સવીઝર્લેન્ડ જવું છે આવું ચાર પાંચ જગ્યા એમાં આપડે જવું છે ફ્રાંસ જવું છે જો હાં વાંધો નઇ તો હાં છે ને અનુકૂળ આપડને ના ના વાંધો નઇ એની અંદર સાહેબ હું એવું કહું છું કે આપડને ફાઇવ સ્ટાર સેવન સ્ટાર હોટલ જ સિલેકટ કરજો બરાબર સિક્સ સ્ટાર સાહેબ આવતી જ નહિ એકેય હોટલ નઇ આવતી સાહેબ સિક્સ સ્ટાર

ઓકે

ઓકે સર અને સાહેબ હું એઉ કહું છું ખાલી કે એકવાર હું તમને એ કહું છું કે ખાલીવેજીટેરિયન ઓપ્શન રાખજો આપડે વેજીટેરિયન છે ને એટલે હઁ વાંધો નઇ અને બીજી ડેલ એવું હોયને તો હું છે ને ઓફીસ આઈ જાવ તો તમે મને કેવું ત્યાં બધી ફોટામાં બટાઈ ડો તો કેવું ડોક્યુમેન્ટ ને પાસપોર્ટ લઈને આઈ જાવ તમે મને વિઝને બધુ મને કહી દો અને એડવાંન્સ કેટલુ આપવાનું છેઃ મને કહી ડો તો પછી હું ઓફીસ આઈ જાવ ડાઇરેક્ટ

હાં ઓકે સાહેબ હાં